હા મેં મારૂ કલાકાર્ય ઘણીવાર સ્પર્ધામાં પ્રદર્શન કર્યું છે એ એક વખત બારમાનાં વેકેશનમાં પછી મેં અમારું જ્ઞાતિનું જે એ કાર્યક્રમ હતો તેમાં મેં સ્પર્ધામાં ભાગ લીધેલો હતો અને તેમાં મારો તૃતિય રેન્ક આવેલો હતો હ તેનાથી હું ઘણી પ્રભાવિત થઈ હતી ચિત્રકામ આમ કલાકાર્યમાં હું વધારે આગળ વધુ તેવું મારા પરિવાર જનો ઇચ્છતા હતા અને હું પણ ઘણી પ્રોત્સાહિત હતી તેનાથી એટલા માટે મેં આ કાર્યને આગળ વધારવા મેં ઘણાં બધાં કલા પ્રદર્શનમાં પણ સ્પર્ધામાં ભાગ લીધો ઓ તેનાથી વધારે એ પ્રોત્સાહિત થઈને મેં એ મારા પરિવારના મારાં મમ્મી પપ્પા ભાઈના સપોર્ટથી ઘણા સપોર્ટથી ઇ યુનિવર્સિટીમાં બેચલર ઓફ ફાઇન આર્ટની એ ડિગ્રી મેળવી રહી છું